હા મેં વર્ચ્યુઅલ રિઆલિટી હેડસેટનો ઉપયોગ કર્યો છે એમાં અમે એમાં ગેમ પણ રમ્યા છીએ અને શું કહેવાય એમાં અ સોંગ સોંગ પણ સાંભળ્યાં છે મને બહુ સારું રહ્યો અનુભવ મારો મેં એમાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ નામની ગેમ પણ રમી છે એનાથી અને બહુ મજા પણ આવી મને